ભારતની શિક્ષણ વ્યવસ્થામાં તો જે પહેલાંના શિક્ષકો હતા તે હજુ ઉચ્ચ રીતે શિક્ષણ આપતા હતા પણ હાલની વ્યવસ્થા જોવા જઈએ તો શિક્ષકો માત્ર અને માત્ર તેમની જૉબ સમજીને જ આવી રહ્યા છે એટલે હાલ જોવા જઈએ તો પહેલા કરતા હાલનું શિક્ષણ તે ખૂબ જ નબળી કક્ષાનું રહ્યું છે શિક્ષકો આવે તો છે પણ તે ક્યારેક સમયસર નથી હોતા અને ઘણાં બધા મુદ્દાઓ છે શિક્ષણ ઉપર તો જેમ કે પહેલાંના સમયમાં શિક્ષકો પોતાના બાળક તરીકે સમજાવતા અને ભણાવતા હાલમાં કોઈપણ શિક્ષણનીતિ એટલી યોગ્ય નથી તેનાં ઘણાં બધા પાસાઓ છે જેમ કે શિક્ષકો માત્રને માત્ર પોતાનાં ટાઈમ પાસ કરવા જ આવે છે તેવું જ અહીંયા દર્શાવી રહ્યું છે હાલમાં તમે જોવા જશો તો દસમા ધોરણનું બાળક ઇંગ્લિશ અને હિન્દી પણ અને ત્યાં સુધી કે ગુજરાતી પણ બરાબર લખી વાંચી સમજી પણ નથી શકતું હોતું તો ઘણા બધા વિષમ પાસાઓ છે શિક્ષણ વ્યવસ્થાને લઈને રાજ્ય સરકાર પણ આ બાબતે ધ્યાન કેન્દ્રિત નથી કરી રહી અને જે સરકારી સ્કૂલોમાં આજનું જે શિક્ષણ છે એ માત્ર અને માત્ર એક સાવ કહી શકાય કે સાવ એટલે સાવ નબળી કક્ષાનું શિક્ષણ રહ્યું છે એટલા માટે તો વાલીઓ આજે પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં જ ભણાવવાનો ઑર્ડર કરી રહ્યાં છે તો આ બાબતે ઘણી બધી ટકોર પણ થઈ રહી છે